ભારતની આરોગ્ય વ્યવસ્થા સામે જોવાની હું વાત કરું તો આજે ભારતની આરોગ્ય વ્યવસ્થા બહુ જ સારા લેવલ પર છે જ્યારે બે હજાર ને ઓગણીસમાં જીત્યા પછી બે હજારને વીસમાં જ્યારે કોરોનાકાળ આપણા ભારત દેશની અંદર વકર્યો તો વિસ્તર્યો હતો એ સમય દરમિયાન આપણા દેશના જે જાણીતા એવા આપણા દેશના વડાપ્રધાનજીએ આપણને જે રીતે વેક્સિન્સથી આપણા સમગ્ર દેશને નહીં પણ સમગ્ર વિશ્વનાં લોકોને બચાવ્યાં હતાં તો એ કોવિડ વેક્સિન સાથે જે રીતે આજે આપણે લોકો સક્ષમ છીએ આજે આપણે દુનિયાભરની અંદર આપણે પોતાને દેશની વેક્સિન આપણે પહોંચાડી રહ્યા છીએ તો એ બાબતે હું કહી શકું છું કે ભારત દેશનું અત્યારે આરોગ્ય વ્યવસ્થા બહુ જ સારી છે બહુ જ સક્ષમ છે આજે આપણા દેશની અંદર તમામ પ્રકારની એ મેડિકલ સુવિધાઓ છે કે જેનાથી આજે દરેક પ્રકારના રોગની સામે આપણે લડત આપી શકીએ છીએ મોટામાં મોટા કેન્સર જેવા રોગની સામે પણ આજે ગુજરાતની અંદર અને ભારતની અંદર બહુ જ મોટા મોટા વિસ્તારમાં હોસ્પિટલો બનાવવામાં આવેલી છે દવાખાનાઓ ખોલવામાં આવ્યાં છે આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવેલાં છે અને સરકારનાં યોજના હેઠળ ઘણાં બધા લોકોને તેનો મફતમાં લાભ પણ મળી રહ્યો છે હા અને એની સામેનાં હું જે મુખ્ય પડકારોની વાત કરું તો આજે ઘણી વખત જે આજે જે વૃક્ષો કપાવવાની છે વ્યવસ્થા થઈ રહી છે જે વૃક્ષોને કપાઈ રહ્યાં છે સાથે સાથે આરોગ્યની અંદર અને સાથે વાતાવરણની અંદર જે પ્રકારના તકલીફો આવી રહી છે તો એની સામે પડકારો માટે થઇને આજે આપણે વૃક્ષારોપણ કરી રહ્યાં છીએ જેનાથી ઓઝોનની જે પ્રક્રિયા છે એ બહુ જ સરસ લેવલ પર આવી જાય અને એ પડકારોની સામે આપણા જે ગુજરાતના જે વડાપ્રધાન છે એ ભુપેન્દ્રભાઈ પટેલ અત્યારે એ પોતે પણ આપણને વૃક્ષારોપણ માટે થઈને આપણને પ્રેરી રહ્યા છે અને જે આરોગ્યની વાત કરું તો અત્યારે સાફ સફાઈ કરવી એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે સાફ સફાઈ ફક્ત આપણાં ઘરની આંગણે સાફ સફાઇ નહીં આપણાં મનની અંદર આપણાં દિમાગમાં રહેલો જે કચરો છે એને પણ સાફ સફાઈ કરવાની જરૂર છે આ બાબતે મારે અમારા જે અગ્રણી જે વિકાસભાઈ છે એમની સાથે પણ મારે ચર્ચા થઈ હતી કે આપણે આપણાં આંગણાના કચરાને તો સાફ કરીએ પણ આપણાં મનની અંદર રહેલા કચરાને જે છે સાફ સફાઈ એ કેવી રીતે કરીએ ત્યારે એ માણસે કંઈ જવાબ ન આપી શક્યા કારણ કે એમને જોડે જ પણ બહુ બધો ઓલરેડી કચરો હતો મારે એમને જવાબ આપવો પડ્યો કે આવી રીતે સાફ સફાઈ થાય એટલે એ સાફ સફાઈના કિસ્સામાં હું એમને એવું કહીશ કે આજે ભારત દેશ જો દરેક આંગણામાં પોત પોતાની રીતે સાફ સફાઈ રાખે તો આજે ભારત દેશની અંદરથી જે આરોગ્ય માટેના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એનું નિરાકરણ આવી શકે એમ છે ફક્ત ફક્ત કરવાની એટલી જ જરૂર છે કે દરેક વ્યક્તિ ફક્ત પોતાનું આંગણું સાફ કરે અને પોતાને આંગણાની આસપાસનો વિસ્તાર સાફ રાખે તો આજે ભારત દેશની અંદર આરોગ્ય ક્ષેત્રે કો કે એ બધી રીતે આગળ વધી શકે એમ છે બીમારીઓથી મુક્ત થઈ શકે એમ છે આ બધા જે અલગ અલગ પ્રકારના પડકારો છે એને આપણે ઝીલવા પડશે અને એટલું એક વખત પૂરું થઈ જાય પછી આ જે ભારત દેશ એકદમ સ્વસ્થ દેશ તરીકે ઓળખવામાં આવશે